ભારત દેશમાં જે મીડિયા સમાચારો છે તે ખૂબ જ આમ ઓકવર્ડ ટાઈપના છે કારણ કે તે લોકો એવી રીતે ન્યૂઝ છાપે છે હોય કંઈક બીજું ને કરે કંઈક બીજું એવી રીતે ન્યૂઝ છાપે છે ઉદાહરણ તરીકે હવે ઉદાહરણ તરીકે હવે જેમકે કોઇ બી જગ્યાએ એક્સિડન્ટ થયું હોય કોઇ બી મોટું ઘટના ઘટી ગઈ હોય તો તે તો તે સમાચારપત્રો છે તેના છેલ્લા પત્તે તેનો છાપેલો હોય છે પરંતુ કોઈ નેતા હોય કે કોઈ નેતા બની ગયો હોય કે કોઈ જીતી ગયો હોય તો તેનું પહેલા પેજ ઉપર મોટી હેડલાઇનથી એનું નામ લખી દે દેવામાં આવે છે અને અત્યારના ન્યૂઝમાં લોકો ખૂબ જ વિશ્વાસ કરે છે કારણ કે અને તે વિશ્વાસ ના કરવો જોઈએ કારણ કે ઉમેરી ઉમેરીને અત્યારના લોકો બોલે છે ન્યૂઝમાં અને તે ખોટે ખોટી અફવાઓ ફેલાવે છે અને ખોટે ખોટી ન્યૂઝો આપે છે જેમકે કોઇ બી ઘટના થઈ છે કોઈ કોઈ જગ્યાએ વરસાદ આવે છે તો તે લોકો ખોટી ન્યૂઝ આપે છે અને તે લોકોનું જે હવામાન આગાહી કરે છે તે ખોટી કરે છે અને તે લોકો ખૂબ જ ગંભીર રીતે ન્યૂઝ ફેલાવી રહ્યાં છે અને અખબારોમાં બી એવી રીતે ખોટી રીતે ન્યૂઝ ફેલાવે છે